હેલ્લો વિદ્યુત બોડ હું કોલેજ રોડ ઉપર રહું છું અને અહીંયા અત્યારે લાઇટ જતી રહી છે અમે બધા રાતનું ભોજન બનાવી રહ્યાં હતાં અને વીજળી જતી રહી છે તો અંધારામાં સ્ટવ ઉપર રાંધેલો અડધો ખોરાક છે અમારી પાસે તો વીજળીની અમે રાહ જોઈએ છે ક્યારે આવશે ને રાહ જોતાં જોતાં અમે સુરક્ષિત રીતે ટોર્ચ મીણબત્તીનો ઉપયોગ કરીને અત્યારે રસોઈ બનાવી રહ્યાં છીએ